ગુજરાતમાં રમતગમત છે તે રમતસંબંધી સટ્ટાબાજી અથવા જુગારના મુદ્દાને સુનિશ્ચિત કરે છે એ માટે આપણે જેટલા પણ જેટલા પણ ખેલાડીઓ છે કે રમતવીરો છે એ લોકોને જુ જુગાર થયા એટલે કે જુગારના બનો જેવો અને આપણ ને કામ લાગે એવી ગેમ રમો જેમકે ખોખો છે કબડ્ડી છે ખોખો છે કબડ્ડી છે વોલીવોલ છે એવી ગેમો રમવામાં આવે છે આ ગેમો આપણા શરીર માટે સ્વાસ્થ્ય છે અને સારી છે આવી ગેમો રમ આવી ગેમો રમવા માટે બધા ગામના બાળ બાળકો અને મોટા મોટા વ્યક્તિઓ પણ ભેગા મળીને ટીમ બનાવી શકે છે અને રમી શકે છે એન્ડ ગેમ આ રમત ગમત ક્ષેત્રે રમત સંબંધિત સટ્ટાબાજી અને જુગાર જુગારોને રમવા જુગારોને રમવા દેવું જોઈએ નહીં આ આના કારણે અમુક લોકો બગડી જાય છે અને ઘરોમાં કે ઝગ ઘરોમાં કે ઝઘડો થાય છે જુગારી જુગારી વ્યક્તિઓ ખાસ કરીને ઘરોમાં ઝઘડા થતાં હોય છે કારણ કે એ ગેમમાં જેટલી વાર હારતા હોય છે તેટલી વાર એમને એમનો સામાન એમના પૈસા જુ ત્યાં મૂકવામાં આવે છે અને જુગારી લોકો પૈસા પર રમે છે આ આ ગેમમાં જ ઇન્ટ્રસ પડી જાય તો એ લોકો આજુબાજુ કશું જોતાં નથી ઘરમાં શું છે જોતાં નથી